જી મેં હમણાં એક મારા મિત્ર પાસેથી જાણ્યું કે તમારે ત્યાં અં ટેક્સી ભાડે આપવામાં આવે છે તો મારે છે ને ડ્રાઇવર વગર અમે જાતે ડ્રાઇવ કરી અને આપની ટેક્સી ભાડે લેવા માગીએ છે અને અમારે સોમનાથ દ્વારકા હરસિદ્ધિ જુનાગઢ જેવાં સ્થળો ઉપર ફરવા જવું છે તો તમે મને કહો કે કિલોમીટરના તમે કેટલા રુપિયા લેશો અને અમારી યાત્રા જે છે લગભગ ચાર દિવસ સુધી ચાલશે અને અમે પાંચમા દિવસે આપની ગાડી પરત કરી અને આપનું જે ભાડું હશે એ અમે ચૂકવી આપીશું